હલો શ્રીનાથ ટ્રાવેલ્સમાંથી બોલો છો તમે હું અહીંયા ગોતાથી બોલું છું મારે કાલે સવારે ચાર વાગ્યાની ફ્લાઈટ છે એટલે એરપોટ જવું હતું તો તમે મને કોઈ કેબ કે એવું કેબ કે ઓટો અવેલેબલ કરાવી શકશો અને કેટલા સુધીમાં થશે કારણ કે કેટલા વાગ્યા સુધી આવશે તો હું એ પ્રમાણે રેડી રહું અને મારો સામાન બી રેડી રહીને એ પ્રમાણે અમે નીક અહીંથી નીકળી શકીએ અને ચાર્જ કેટલો લેશો તમે એ બી બતાવજો મને કારણકે કે મારે પછી એ પ્રમાણે બીજે બી પૂછવું છે તો ખબર પડે કે તમારા ચાર્જ ઓકે હોય તો તમારી જોડે બુક કરાવું નહીં તો બીજેથી બુક કરાવવાનું ખબર પડે અને અવેલેબલ છે કે નહીં એ બી મને કહેજો તો હું એ પ્રમાણે ખબર પડે તમારી જોડે બુક કરાવવાનું